મારા વિસ્તારમાં બે વર્ષ પહેલાં આવેલું બીપરજોય વાવાઝોડું જેનાં કારણે મારાં ખેતરનાં પાકો પર નુકશાન આવ્યું હતું એ વાવાઝોડાંનાં કારણે મારો

કેરીનો બગીચો હતો જેમાં ઘણું નુકશાન થયું હતું એ બગીચામાં રહેલાં ઝાડવાઓ વૃક્ષો તે પડી ગયાં હતાં અને કેરીઓનાં પાકને પણ નુકશાન આવ્યું હતું તે વૃક્ષો ને મોટાં થતાં બહું વાર લાગે છે પણ આ વાવાઝોડાંનાં કારણે પાકમાં પણ નુકશાન થયું અને વૃક્ષો પણ પડી ગયાં હતાં ત્યાર બાદ બાજુનાં ખેતરમાં એક બીજા પાક હતા જેમાં પણ બહું મોટું નુકશાન થયું હતું એવાં નુકશાનનાં વાવાઝોડાનાં આવવાંથી તે પાક પૂરી તરાથી ખરાબ થઈ ગયો હતો પૂરી તરાથી બગડી ગયો હતો તે પાકમાંથી કંઇ ફળ મળે એવું લાગતું નહોતું જેવાં હવામાન બદલાવાનાં કારણે મારા વિસ્તારમાં ખેતી કરી રહેલા બધા જ ખેડૂતોને આ રીતે નુકશાન થયું હતું ને નુકશાનનું ભરપાઈ એ સરકાર દ્વારા ક્યાંક ક્યાંક જ કરવામાં આવતી હતી એટલાં માટે હવામાન બદલાવાનું કારણ પણ લોકો જ છે જે પ્લાસ્ટિક અને ધુમાડો અને હવામાન ખરાબ રહે છે જેનું કારણ જ મનુષ્ય છે જેનાં કારણે આવું હવામાન બદલાઇ છે અને હવામાન બદલાવાનાં કારણે ચક્રવાત અને અતિવૃષ્ટિ જેવી સમસ્યાઓ સામે આવે છે દુષ્કાળ કઠોર શિયાળો જેવી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને જેનાં કારણે આવી આવું પરિણામ આવે છે કે ખેડૂતો માટે મુશ્કેલીભર્યું થઈ જાય છે ખેડૂતોને આનો ઘણું નુકશાન ઘણું નુકશાન આવે છે જેનાં કારણે ઘણું નુકશાન આવે છે જેનાં કારણે તેની પાસે કોઈ ઓપ્શન તેની પાસે કોઈ વિકલ્પ હોતો નથી કે એને એ પાકમાંથી કોઈ પણ પ્રકારનું ફળ મેળવી શકે તેમજ ઘણી વાર જે છે એ અતિવૃષ્ટિ થઈ જાય છે અને ઘણી વાર જે છે અનાવૃષ્ટિ થઈ જાય છે અતિવૃષ્ટિનાં કારણે વરસાદ વધારે આવી જાય છે જેમ કે ચોમાસામાં વધારે વરસાદનાં કારણે પાક પાક ઘણી વાર જે છે સડી જાય છે અને ઘણી વાર જે અનાવૃષ્ટિ જે ઉનાળો ધોમી કાળનો ઉનાળો હોય છે તેના કારણે લોકોમાં રોષ ભરાઈ છે અને પાક છે છે એ ગરમીનાં કારણે નષ્ટ થઈ જાય છે અને જમીનની અંદર પાણી પણ સુકાઈ જાય છે જેનાં કારણે પાક જે છે ખેડૂતોનાં પાક જે છે એમાં નુકશાન જોવામાં આવે છે ખેડૂતોને બહું મોટું નુકશાન થાય છે